અહીંયા સર તમારા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઝરવાણીનો ધોધ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે વેલી ઓફ ફ્લાવર વેલી ઓફ ફ્લાવર છે પછી સરદાર સરોવર ડેમ છે અહીંથી તમારે ટિકિટ તો મળશે પણ તમારે તો ગાડીમાં જવું છે ને પ્રાઇવેટ ગાડીમાં પ્રાઇવેટ ગા ભાડે હવે એમાં તમને બસો રૂપિયા જેવા થશે બસો રૂપિયા જેવા અને એમાં આપણે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકશો અને વેલી ઓફ ફ્લાવર જોઈ શકશો સફારી પાર્ક પણ છે તે જોઈ શકશો પછી સરદાર સરોવર ડેમ પણ જોઈ શકશો તમારે રહેવા માટે નર્મદા રેસ્ટોરન્ટ તો છે જ તેમાં તેમાં જમાય એ સુવિધા પણ છે અને તમે સારી રીતે રહી પણ ત્યાં શકો અને તમને ખાવામાં ગુજરાતી થાળી એકસો ને સિત્તેર રૂપિયામાં મળશે અને પંજાબી થાળી એકસો એંસીમાં મળશે અને રૂમ તમને એસીવાળો જોઈતો હોય તો પંદરસો રૂપિયા લેશે હા અને એસી વગરનો જોઈતો હોય તો બારસો રૂપિયામાં પણ મળી જશે સર હા જમવાનું તો સારું મળશે હા વ્યવસ્થિત જમવાનું મળશે હમણાં તો મેં કેવડીયા જ છું હા હા હા જી તો સારું હું તમને લઈ જાઉં છું ચાલો તો નીકળીએ આપણે સારું ચાલો સારું સારું સારું ચાલો